મારા ઘરના બાજુમાં એક ડ્રોઈંગ ક્લાસ ચાલતો હતો ત્યાં મેં ડ્રોઈંગ ક્લાસમાં જઈને બે ત્રણ મહિના ત્યાં ચિત્રો દોરવાના શીખ્યા અને મને ત્યાંથી ઘણું બધું શીખવા મળ્યું જેમ કે આપણને ચિત્ર દોરીએ તો આપણા મનને શાંતિ મળે પછી ઘણી બધી બાબતો ચિત્ર દ્વારા દર્શાવી શકીએ તે બધી બાબતો ચિત્રમાં આપણને શીખવા મળે છે ડ્રોઈંગ ક્લાસથી મને ઘણું બધું શીખવા મળ્યું છે અને ત્યાંથી મને સારા સારા અનુભવો મળ્યા અને ચિત્ર કલા જોડવું આપણા જીવનમાં જરૂરી છે ચિત્રથી આપણને સારી સારી બાબતો શીખવા મળે છે